અમે છૂટક વસ્તુ લેવામાં માનીએ છીએ પણ છૂટક વસ્તુમાં ભાવ બદલાતા રહે અને વસ્તુ પણ બદલાતી રહે એટલે વસ્તુની ગુણવત્તા પણ ન જળવાય અને કિંમતમાં પણ ફેર પડે જ્યારે જથ્થાબંધ લેવામાં એક જ સરખી ગુણવત્તા જળવાય અને એક જ કિંમતે આપણને એ મળે છે શાકભાજીના ભાવમાં હંમેશા માટે ફેરફાર થતાં રહે શિયાળામાં શાકભાજી સસ્તા મળે ઉનાળામાં મોંઘા મળે અને ચોમાસામાં તો ઘણાં મોંઘા મળે ઓનલાઇન શોપિંગમાં મંગાવેલી દરેક વસ્તુ આવી જાય અને ઘેર બેઠા મળે એ સારી વાત છે પણ ઘણી જાતે પસંદ કરેલ કરિયાણું કે શાકભાજી લાવીએ તેનાં કરતાં ઓનલાઈન મંગાવવામાં ગુણવત્તા જળવાય નહીં